આજે મેં તમારી ટ્રાવેલ એજન્સીમાંથી એરપોર્ટ પહોંચવા માટે તમારી એક કેબ બુક કરાવી હતી અમારે સરદાર વલ્લભ ભાઈ પટેલ એરપોર્ટ અમદાવાદમાં સાડા પાંચ વાગ્યાની ફ્લાઇટ હતી તમારો ડ્રાઈવર અમને પંદર મિનિટ મોડો લેવા આવ્યો અને તેણે અમને વીસ મિનિટ મોડા પહોંચાડ્યા જેના લીધે અમારી ફ્લાઇટ મિસ થઈ ગઈ આ વાતથી હું અને મારો પરિવાર ખૂબ દુ ખી અને ગુસ્સે છીએ કારણ કે અમે લોકો દુબઈ ફરવા જવા માટે આ ફ્લાઇટ માટે એક જણના પચાસ હજાર રૂપિયા ભર્યા હતા તમારા ડ્રાઈવરની બેદરકારીની લીધે અમને ખૂબ નુકસાન થયું છે હું ચાહું છું કે તમે આ ડ્રાઈવરના ખિલાફ સખ્ત પગલાં લો અને હું એવું પણ ઈચ્છું છું કે તમે અમારા કેબના પૈસા રિફંડ કરી આપો